હું મારી દીકરી સાથે રસોડામાં જ્યારે સમય પસાર કરું છું જેમ એને નવી નવી વાનગીઓ શીખવું ત્યારે મને ખૂબ જ ગમે છે એમ લાગે કે મારો વારસો હું એને આપું છું જેમકે એક વસ્તુ બનાવવાની છે સપોસ કે એક ગ્રેવી બનાવવાની છે તો હું એને શરૂઆતથી સમજાવીશ કે પહેલાં આપણને કાંદા સાંતળવાના પછી ટામેટાં પછી લસણ પછી બધા મસાલા નાખવાના એ હું એને વિગતો જણાવું અને એ હિસાબે એ કામ કરે અને જ્યારે એ બનાવીને વાનગી તૈયાર થાય છે અને ત્યારે હું ચાખું છું અને એની પ્રશંસા કરું છું ત્યારે એને ખૂબ જ ગમે છે પછી એકવાર એવું બનેલું કે મને એક વસ્તુ નહીં આવડતી હતી બનાવતા અને મેં મારી દીકરીથી શીખી તો એ દિવસે મારી દીકરીનું જે કોન્ફિડન્ડસ લેવલ હતું એ ખૂબ જ સારું હતું કે હા દરરોજ મમ્મી શીખવાડે છે અને આજે આ વાનગી મમ્મીને નથી આવડતી અને હું શીખવાડું છું તો મને એમ જ લાગ્યું કે મારો પડછાયો મારી છબી મને એનામાં જોવા મળી